હા હાલો હા ઓલા એજન્સીમાંથી બોલો છો શું ભાઈ તમારો ડ્રાઈવર હજુ સુધી આવ્યો નથી જુઓ ને અગિયાર વાગવા આવ્યા ને મારે ગાંધીનગર તાત્કાલિક પહોંચવાનું છે ભાઈ એવું ના ચાલે હોં જો એવું હશે તો પછી તમે હું મારો જે તમારો જે ડ્રાઇવિંગ મતલબમાં જે તમારી કાર છે એ કારનું હું અત્યારે ને અત્યારે રદ કરું છું તમારે આવવાની જરૂર નથી આ એડ્રેસ ઉપર હા એમ તો સુરતમાંથી નીકળવાનું છે એટલી બધી ટ્રાફિક હોય ને ટ્રાફિકમાંથી પાછું આ પંદર મિનિટ થાય અને મારે પછી ટ્રેન પકડવાની છે ગાંધીનગર માટે એટલે એ અત્યારે તમે ને અત્યારે ને અત્યારે આ જો મેં ઓડર કર્યો તો જે તમારો કારનો એ હું અત્યારે ને અત્યારે રદ કરું છું હા હા મેં તમારા ઉપર ભરોસો કર્યો તો પણ તમે યાર બહુ મોડું કરો છો હા હા તમે અત્યારે ને અત્યારે કેન્સલ કરી નાખો હા મારું નામ હા ભોંકાસી રવિભાઈ છે મારું નામ અને મારો નંબર છે ચોરાણું જીરો આઠ ત્રીસ પચાસ ચુંમોતેર બરાબર હા અત્યારે જ રદ કરી દો ઓકે